મને ગાવાના ગમતા હોય એવા કાર્યક્રમો કયા છે તો એવા કાર્યક્રમોમાં મને ગાવાનું ગમે છે સિંગિંગ ગમે છે હું આમ તો દરેક પ્રકારનાં સંગીત ગાઈ શકું છું શાસ્ત્રીય સંગીત પણ મને ગમે છે હું કેરીઓકો પર ગાઈ શકું છું અને સ્મુલ છે સ્ટાર મેકર છે જેવી એપ છે એનાં પર પણ ગાઉં છું તો સોલો સોંગ મને ગમે છે હું ગાઉં છું તો દરેક પ્રકારનું સંગીત ગમે છે પણ શાસ્ત્રીય સંગીત મને વધારે ગમે છે તો એમાં રુચિ વધારે છે તો એ પ્રકારનું સંગીત હું ગાઈ શકું છું કાર્યક્રમોમાં મે હું બે ક્લાસમાં જતી હતી અલગ અલગ અમુક અમુક સમયે તો સ્ટેજ ઉપર પણ ગાયું છે તો એ પણ અનુભવ છે મને સ્ટેજ ફીયર નથી એકચુલી સોરી તો ગાવાનું તો ગમે છે કોઈપણ પ્રકારનું સંગીત હોય સમૂહ ગીતમાં પણ હું ગાઈ શકું છું સાથે તેમાં પણ વધારે મઝા આવે છે બધા સાથે ગાવાની